મારી મનપસંદ વાનગીની વાત કરું તો એ એક વાનગી નથી પણ બે ત્રણ વાનગી વિશે હું વાત કરીશ જેમાં એક પાલક પનીરનું શાક છે એક ગુલાબજાંબુ છે અને એક પાણીપુરી છે આ ત્રણ વસ્તુ મને એટલે મનપસંદ છે એમાં એક તો જ્યારે સ્ત્રી વાત કરી રહી હોય ત્યારે એને પાણીપુરી તો ભાવતી જ હોય એ બધા જાણે અને એની સાથે રહેલું બીજું કારણ એ છે કે પાણીપુરી મને ભાવે એની સાથે મારા ઘરમાં જે બીજા ચાર સભ્યો છે એમને પણ એટલી જ ભાવે છે એની માટે અમે લોકો એવું કરીએ છીએ કે પાણીપુરી બનાવતી વખતે ચણા વધારે નાખીએ છીએ પ્લસ એમાં જે સલાડ નાખવામાં આવતું હોય ટામેટું હોય કે ડુંગળીનો જે આપણે ઉપયોગ કરીએ છીએ એ જ્યારે વધારે માત્રામાં હોય ત્યારે બટાકાનો ઉપયોગ ઓછો થાય છે જે મારા સસરાને કદાચ ડાયાબિટીસ હોવાના કારણે ઘણું સારું પડે જેથી કરીને અમને બટાકું ઓછુ ખાવાનું થાય તો સુગર લેવલ જળવાઈ રહે અને બીજી વસ્તુ કે એ બધાને પણ પાણીપુરી ભાવે છે એટલે અમે આ રીતે હેલ્ધી પાણીપુરી બનાવીએ છીએ પુરીની વાત કરીએ તો પૂરી અમે ઘરે જ લોટ બાંધીને બનાવીએ છીએ જેથી કરીને બહારની જે પેકેટમાં પૂરી આવે છે એ ન લાવી પણ ન લાવવી પડે અને એક સારું એવું ઘરનું ખાવાનું આપણે ખાઈ શકીએ પાલક પનીર મારું મનપસંદ છે અને ઘરના બધા મેમ્બરનું પણ મનપસંદ છે એનું એક કારણ એ કે મારા પતિદેવને પંજાબી સબ્જીનો વધારે શોખ છે અને એ ટિફિન લઈને જાય સવારે તો એમની બે ત્રણ દિવસે એક જ જે કહીએ ને કે ઈચ્છા હોય કે મને તમે પંજાબી સબ્જી બનાવી આપો અને એની અંદર હુ પાલક પનીર એટલે બનાવવાનું પસંદ કરું બીજી પંજાબી સબ્જી કરતા કારણ કે પાલક એ આપણી બોડી માટે ઘણું સ્વાસ્થ્ય જાળવી રાખે એવું શાકભાજી કહેવાય છે જેમાંથી ઘણા વિટામિન્સ આપણા શરીરને મળી રહેતા હોય છે અને રહી વાત પનીરની તો પનીરને તો જે લોકો શરીર પોતાનું ઉતારી રહ્યા હોય વેટ લોસ કરી રહ્યા હોય એની માટે પણ સજેસ્ટ કરવામાં આવતું હોય છે એટલા માટે જો પાલક પનીર બનાવવામાં આવે તો એક સારી વાનગી થશે શરીરને પોષણ પણ આપી દેશે અને જે અમારા ઘરના જે સભ્યોને ભાવે છે એ ઈચ્છા પણ પૂરી થઈ જશે મને પણ પાલક પનીર ખૂબ ભાવે છે ગુલાબજાંબુની વાત કરું તો એ કદાચ મારું વધારે મનપસંદ હશે ઘરના બીજા સભ્યો ગુલાબ જાંબુ ઓછા ખાય છે પરંતુ મને વધારે પસંદ છે ગુલાબજાંબુ એ કદાચ આપણે મીઠી વાનગીઓની અંદર લઈએ તો મારો પહેલો પ્રેમ હશે કે જે બનાવવા પણ મને ખૂબ ગમે છે અમે ઘરે જ ગુલાબજાંબુ બનાવીએ છીએ કારણ કે મને રસોઈનો ખૂબ શોખ છે એટલે હું બને ત્યાં સુધી બધી વાનગીઓ ઘરે બનાવવાનું વધારે રાખું છું ગુલાબ જાંબુનું પેકેટ બહારથી લાવીને એનો લોટ બાંધીને તળીને એને ચાસણીમાં નાખીએ પરંતુ મારી એક ટોપ સિક્રેટ રેસિપી છે ખાંડની ચાસણી તો બનાવીએ પરંતુ ખાંડની સામે અમે એટલા જ પ્રમાણમાં લઈએ છીએ જેથી કરીને વધારે ખાંડ ન ખાવી પડે અને હું મારા પરિવારજનોને એક હેલ્ધી વસ્તુ આપી શકું અને આ રીતે ગુલાબ જાંબુ બનાવવામાં આવે છે એ સિવાય અમે ઘણી એવી વાનગીઓ છે જે ઘરે બનાવતા હોઈએ અને જે મને ખૂબ પસંદ પડતી હશે આ ત્રણ વાનગીની તો મેં વાત કરી એના સિવાય જ્યારે પિઝા બનાવવાના આવે અમારા ઘરમાં ત્યારે હું પીઝા પણ જે આપણે ઘઉંની રોટલી બનાવીએ ક્યાં તો ઘઉંની ભાખરી બનાવીએ એના ઉપર બનાવવાનું પસંદ કરું છું જેથી કરીને બહારના રોટલા ન લાવવા પડે અનહેલ્ધી ખાવાનું ન ખાવું પડે અને મારા પરિવારજનોને પણ એ પીઝા ખૂબ ભાવે છે ચીઝ પણ અમે ઘરે બનાવવાનું પસંદ કરીએ છીએ એટલે મારો મુખ્ય હેતુ એવો છે કે મારી જેટલીએ મનપસંદ વસ્તુ હોય એ ભલે પૂરેપૂરી હેલ્ધી ન હોય પરંતુ એ પચાસ ટકા તો હેલ્ધી હોવી જોઈએ એટલા જ માટે હું એ ઘરે બનાવવાનો વિચાર વધારે પસંદ કરું છું અને મારા પરિવારજનોને ભાવે એ રીતે વાનગી બનાવું છું